હા હું સાયબર ગુંડાગીરી અને સોશિયલ મીડિયા ટ્રોલિંગથી માહિતગાર છું અને મને એવો કોઈ ખરાબ અનુભવ થયો નથી એની પાછળનું પરંતુ આ સાયબર ગુંડાગીરી એની અસરો ખૂબ ખરાબ હોય છે જેમ કે અમુક જે લોકો હોય છે એ લોકો ફોટોઝ એડિટિંગ કરે છે વિડીયો એડિટિંગ કરે છે અને લોકો સુધી ખોટી સ્ક્રિપ્ટ પણ મોકલાવે છે અને બીજું કે સાઇબર ગુંડાગીરીમાં જેમકે ઇન્સ્ટાગ્રામ ફેસબુક છે એ હેક કરી નાખે છે અને હેકિંગ કરીને આ લોકોના કેટલાક લોકોના પૈસા પણ લૂંટાઈ જાય છે તો આ વસ્તુ સાથે વ્યવહાર કરવો જોઈએ પરંતુ એ વ્યવહાર ખૂબ સતર્ક રીતે કરવો જોઈએ જો તમ અમુક ખોટી એડ્સ ખોટી એડ્સ આવતી હોય છે ફ્રોડ્સ ફ્રોડસ આવતા હોય છે ફ્રોડ આ કોઈપણ વ્યક્તિ કોઈ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર વાતચીત કરે છે તો તમે એને એક્સેપ્ટ કરો છો તો એ એક્સેપ્ટ કર્યા પછી તમે વ્યક્તિને જુઓ કે ડાયરેક્ટ તમે એ જે કહે છે એ નિયમો પ્રમાણે ચાલવાનું હોતું નથી તો તમે જે સાયબરનો સાયબર સાયબર ગુંડાગીરી છે એમાં ન ફસાવ એટલા માટે તમારે વ્યવસ્થિત રીતે પહેલાં એની ડીટેલસ ઇન્ફોર્મેશન લેવી જોઈએ આને ખૂબ સતર્ક રીતે કામ કરવું જોઈએ